હા તમે વેલકમ મોબાઈલમાંથી વાત કરો છો હા તો મારી વાત કોના સાથે થઈ રહી છે હા મારે એક નવો મોબાઈલ લેવો હતો તો તમારી દુકાન પર કઈ કઈ કંપનીના મોબાઈલ અવેલેબલ છે બરાબર તો મને સેમસંગમાં કયા કયા મોડેલ હશે હાલ સારું તો એ ફોર્ટીનની કિંમત શું હશે સારું તો આ મોબાઈલમાં કયા કયા કલર મળી જશે સારું સારું આમાં સ્ટોરેજ કેટલું હશે બરાબર બરાબર આની બેટરી લાઈફ કેટલી હશે કેટલા કલાક ચાલી જશે એક દિવસ ચાલી જશે બરાબર બરાબર પછી એના ઉપયોગ પર હોય હેને બરાબર છે અને આની સ્ક્રીન હોય છે મોબાઈલની એની એચ ડી હોય છે ને સારું સારું આ ઉપર મને ટફન ગ્લાસ લગાવી આપવામાં આવશે કે અમારે અલગથી લગાવવો પડશે એના માટે સારું તો મોબાઈલના સાથે અમને કવર અને ચાર્જીંગને બધું સાથે મળી જશે કે અમારે ફરી અલગ લેવું પડશે બરાબર તો આ કંપનીમાં બીજું કોઈ મોડેલ છે બરાબર તો એની કિંમત શું છે બરાબર બરાબર તો એ બંને ફોન એક જ સરખા છે કે અલગ અલગ છે બરાબર તો સેમસંગના સાથે સાથે બીજી કઈ કંપનીના મોબાઈલ છે બરાબર હાલ તો વિવોમાં લેટેસ્ટમાં લેટેસ્ટ કયું મોડેલ હશે બરાબર તો એની કિંમત શું છે સારું તો અત્યારે અમને કોઈ ડિસ્કાઉન્ટ મળશે દિવાળીના તહેવારના લીધે બરાબર બરાબર આના સાથે અમને કોઈ કીટ આપવામાં આવશે બરાબર એટલું જ આપવામાં આવશેને ઓકે અને આ કંપનીમાં જ ઓન્લી અમને કીટ આપવામાં આવશે કે બીજી કોઈ કંપનીમાં બી છે સારું તો આ તમારું જે સરનામું છે દુકાનનું એ તમારી દુકાન કેટલા વાગ્યા સુધી ચાલુ હોય છે સારું અને આ ઓફર જે છે કીટની તે ક્યાં સુધી છે સારું સારું ઓકે ઓકે તો અમે તમારી દુકાને મુલાકાત લેશું થેંક યું